ભારતના અનેક વેપારીઓ ઉદ્યોગપતિઓ અને નેતાઓ છે જેમણે ભારતને અનેક રીતે બદલ્યું છે જેમાં સૌ પ્રથમ જમશેદજી ટાટા જે ટાટા જૂથના સ્થાપક અને ભારતના પ્રથમ ઉદ્યોગપતિ કહેવાય છે તેમણે ભારતને ઘણી રીતે મદદ કરીને આગળ લાવ્યું છે ત્યાર બાદ છે ધીરુભાઈ અંબાણી ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે તેમણે પણ ઘણી મદદ દ્વારા ભારતને આગળ લાવ્યું છે ત્યારબાદ છે જેઆરડી ટાટા જેઆરડી ટાટા ટાટા જૂથના પ્રમુખ અને ભારતના પ્રથમ વાણિજ્ય વિમાન ચલાવનાર છે તેમણે ભારતને અનેક રીતે હવામાન વિભાગ દ્વારા મદદ કરી ને આગળ લાવ્યું છે ત્યારબાદ છે નરસિંહ દાદાભાઈ કલાવાડીયા નરસિંહ દાદાભાઈ કલાવાડીયા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પ્રથમ નાણાપ્રધાન છે ત્યારબાદ છે મુકેશ અંબાણી મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે તેમણે ભારતમાં ઘણાં બધાં ઝાડ વાવી ભારતને પ્રદૂષણથી મુક્ત કરી શુદ્ધ ઓક્સિજન પૂરો પાડ્યો છે ત્યારબાદ નાણા દ્વારા પણ ઘણી સહાય કરી છે ત્યારબાદ છે ગૌતમ અદાણી ગૌતમ અદાણી એ અદાણી જૂથના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે તેમણે પણ તેમના વ્યવસાય દ્વારા ભારતને ઘણી સહાય કરી છે ત્યારબાદ છે અઝીમ પ્રેમજી અઝીમ પ્રેમજીભાઈ વિપ્રોના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે